શાળામાં આમ તો મારો વિષય સમાજવિદ્યા હતો હિન્દી છે ગુજરાતી છે ભાષા મને થોડી વધારે ગમતી એટલે હિન્દી ગુજરાતી વધારે પ્રિય હતા કારણકે આપણી માતૃભાષા એમાં તમારે વધારે વિચારવું ન પડે તમે એને ઈઝીલી સમજી શકો છો એને લખી શકો છો હિન્દી પણ છે કે જે આપણી ભારત દેશની જ ભાષા છે આપણી પોતાની ભાષા કહી શકાય એટલે એ પણ આપણે ઈજીલી સમજી શકીએ લખી શકીએ વાંચી શકીએ કારણ કે એમાં તમારે બધું વિચારવું નથી પડતું કારણ કે એ તમારા જીવનનો જ એક ભાગ હોય છે એટલે મને ભાષામાં તો ગુજરાતી હિન્દી વધારે પસંદ હતા સમાજવિદ્યા પસંદ હતું કારણકે સમાજવિદ્યા આપણો ઇતિહાસ દર્શાવતું હતું એ માટે મને પસંદ હતો મને ગણિત થોડું અઘરું લાગતું હતું કારણ કે ગણતરી કરવી એકડા બગડા ને સાથે આમ તો શું કહેવાય રમત રમવી પણ રમત રમતા જ નહોતું આવડતું તો શું કરવાનું એ વિષયમાં આંકડાઓ તો મને ક્યારેય સમજાયા જ નથી હજુય નથી સમજાતા શાળામાં તો ઘણા બધા એવા સુખદ દિવસો હતા કે જેને યાદ કરીને હજુ પણ એ સ્કૂલમાં ફરીથી જતું રહેવાય સ્કૂલ દિવસો ફરીથી આપણે આપણે જીવી જઈએ એવા ઘણા બધા એવા પ્રસંગો હોય છે કારણકે સૌથી બેસ્ટ ટાઇમ આપણી લાઇફનો જે હોય છે એ બાળપણ અને બાળપણની સાથે શાળાના દિવસો એ ભલે ને પછી એ તમને એનાં સ્કૂલના રુલ્સ રેગ્યુલેશન ઘણીવાર નથી ગમતાં ઘણા રુલ્સ રેગ્યુલેશન બહુ ગમતાં હોય છે તો દરેક શું કહેવાય કે આમ તો ખાસ તો સ્કૂલમાં મિત્રોને લઈને રમતગમતને લઈને કે ઘણા એવા પ્રસંગો બનતા હોય છે જે રસપ્રદ તો હોય જ છે પણ આજીવન યાદ રહી જતાં હોય છે સ્કૂલમાં તો મને એક ખાસ દિવસ યાદ છે આમ તો સુખદ કહેવાય કે ના કહેવાય એ તો ખબર નહીં પણ શું કહેવાય કે એ દિવસનું તો શું કહું તમને ઘણું બધું છે એવું જે હમેંશા મને યાદ રહ્યા છે ને સુખદ પણ છે કારણકે સ્કૂલ લાઇફ આપણાં જીવનની બેસ્ટ લાઇફ છે એ લાઇફ તમને કોલેજમાં પણ નથી મળતી કોલેજમાં તમને ઘણીબધી આઝાદી મળે છે સ્કૂલ ડ્રેસ નથી મળતો કે કોઈ ચોટલા બાંધવા કે કોઈ સૂઝ પરફેક્ટ સૂઝ પહેરવા એવું કોઈ રુલ્સ રેગ્યુલેશન નથી કે ફરજીયાત તમે જાઓ સ્કૂલમાં ફરજિયાત જવું પડતું હોય છે યુનિફોર્મ પહેરવો પડતો હોય છે એક સાથે બધાને પ્રાર્થના કરવામાં આવતી હોય છે તો એક શું કહેવાય કે એ શીખવાના દિવસો હતા એ પછી આપણે સ્કૂલ છોડ્યા પછી કદાચ એટલું બધું શીખતા નથી પછી આપણે માત્ર બસ એ શું કહેવાય એ સમય જ પૂરો કરતા હોઈએ છીએ કારણકે સ્કૂલ છોડ્યા પછી તમને તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે તમને બધી ખબર પડે છે પછી તમે એનું જે તમે જે તમારું બાળપણ એન્જોય કર્યું હોય છે તે તમે કદાચ સ્કૂલ લાઇફમાં કે કોઈ ડોક્ટર એન્જિનીયરિંગ કરી કરતી વખતે કદાચ એવું તમે નથી કરી શકતા કે નથી એવું જીવી શકતા એટલે શાળા માટે તો ઘણા બધા એવા દિવસો છે કે એને યાદ કરીને ફરીથી ખુશીઓ મેળવી શકાય ફરીથી હસી શકાય